આજે હું વીસ વર્ષનો થયો અને મારા જીવનમાં હું યુવા પેઢી કરતાં જૂની પેઢી વધારે ધાર્મિક હતી આ વાત બરાબર છે કેમ કે પહેલાના સમયમાં જ્યારે જૂની પેઢી હતી ત્યારે વધુ ધાર્મિક હતા કારણ કે પહેલાના સમયમાં આપણે તહેવારો જોઈએ છે કે ગણેશચતુર્થી છે રક્ષાબંધન છે દીવાળી છે ઉત્તરાયણ છે આ બધા તહેવારો ફૂલ મોજથી મનાવવામાં આવતા હતા પૂરી ધાર્મિક રીતે મનાવવામાં આવતા હતા પૂજા કરવામાં આવતી હતી બધું કરવામાં આવતું હતું અને મુસ્લિમ ધર્મમાં પણ એવું છે કે પહેલાના તહેવારો રમઝાન છે ઈદે મિલાદ છે મોહર્રમ છે આ બધા ખૂબ ધાર્મિક રીતે મનાવવામાં આવતા હતા પણ આજની પેઢીને આ બધું ઉત્સાહ રહ્યો નથી ને હું બદલાવ પણ જોયો છે કે ખાસ્સો આજની યુવા પેઢીઓમાં આ બધું ધાર્મિક રીતે કરવામાં એમને લાગતું છે નહીં જેના કારણે મને આ યુવા પેઢી અને જૂની પેઢીઓ કરતાં વધું ધાર્મિક છે એવું મને લાગે છે બરાબર ને આવું થાય છે